ગુજરાતમાં ક્રિકેટ ફૂટબોલ ટેનિસ બૅડ્મિન્ટન કબડ્ડી ખોખો એમ અનેક ગેમો રમવામાં આવે છે જેમાં માં સૌથી વધારે ક્રિકેટ ગુજરાતમાં મુખ્યત્વે ક્રિકેટ રમવામાં આવે છે ક્રિકેટની ટીમો બનવામાં આવે છે અને દૂર દૂર સુધી રમવામાં જાય છે ઇન્ડિયાની ટીમ ઈન્ડિયાની ટીમ ક્રિકેટ ખૂબ પ્રચલિત છે ક્રિકેટ ગેમ એ ગુજરાતમાં મુખ્યત્વે રમાતી હોય છે જેમાં નાના બાળકો મોટા એમ ઘણા લોકો ક્રિકેટમાં ઇન્ટ્રસ લે છે અને ખુશ અને મજા લે છે અને ફૂલ દિલદારથી રમે છે ક્રિકેટની ટીમ એ રમવામાં મજા આવે છે અને જોવામાં પણ મજા આવે છે ઇન્ડિયાની ક્રિકેટ ટીમ ટીમએ ભારતમાં ખૂબ ખૂબ પ્રચલિત છે જેમાં ઇન્ડિયાની ક્રિકેટ ગેમમાં સચિન તેંડુલકર વિરાટ કોહલી એવા પ્રચ પ્રચલિત ક્રિકેટર્સ પ્લેયર્સો છે